હું મનપસંદ ન્યૂઝપેપર ગુજરાત મિત્ર છે જો હું સવારના પહોરમાં એ ગુજરાત મિત્ર વાંચુ નહીં તો મારો દિવસ પસાર થાય નહીં અને મારી જે બધી ઈચ્છાઓ છે તે અધૂરી રહી જાય કારણ કે ગઈ કાલે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી શહેરમાં કે વિશ્વમાં એનો મને પૂરો પૂરો રિપોર્ટ મળી જાય એના કારણે મને ન્યૂઝપેપર રોજ સવારે વાંચવું ખૂબ જ ગમે છે અને ત્યાર પછી હું મારો રોજિંદો દિવસ સમયસર અને શાંતિપૂર્વક પસાર કરી શકું